અમારે ત્યાં આમ તો ચોવીસ કલાક વીજળી હોય છે પણ ચોમાસામાં અમુક અમુક દિવસ કાપ હોય છે અમુક અમુક દિવસ વીજળીના લીધે બંધ કરવામાં આવે છે લાઈટની અવરજવર અને પછી અ કોઈક દિવસ વચ્ચે બુધવાર છે શનીવાર છે એવી એવા વચ્ચે વચ્ચે એક દિવસ લાઈટનું રિનોવેશન કરવા માટે થઈ અને એ લોકો વીજળી કાપ રાખે છે અને તે દિવસે લાઈટ નથી હોતી તેના લીધે એમાંથી એવું થાય છે કે અમુક દિવસ લાઈટ હોય છે અને અમુક દિવસ લાઈટ નથી હોતી